મને કોઈ ખોરાકની એલર્જી કે ખાવા પરના પ્રતિબંધ એવો રસોઈ બનાવતી વખતે ખ્યાલ રાખવો પડતો તો નથી પરંતુ હા ચોક્કસ હું આયુર્વેદિક પ્રમાણે જેને આપણે વિરુદ્ધ આહાર કહીએ છીએ એ રાસાયણિક વિજ્ઞાન જે રસોઈ કળામાં ધ્યાનમાં રાખવા જેવી વસ્તુઓ આવરી લેવામાં આવી છે તેનું હું જ્ઞાન મેળવવાની હંમેશા કોશિશ કરું છું એની જાણકારી રાખવાની કોશિશ કરું છું અને ભવિષ્યમા એલર્જી ન થાય કે તેના અને પરિવારમાં પણ નાનાથી મોટા વડીલો સુધી બધાનું એ બાબતમાં ધ્યાન રાખી શકાય તે માટે રસોઈ કળાના આ વિરુદ્ધ આહાર ના વિજ્ઞાનને હું અચૂકથી ધ્યાનમાં રાખું છું અને ખાવા પરના પ્રતિબંધ માં હું રસોઈ બનાવતી વખતે ખાસ હું એટલું ધ્યાન રાખું છું કે બને તેટલી વસ્તુઓ ઘરની હોય બહારથી તૈયાર કરીને આવેલી વસ્તુઓમાંથી ન બનાવવી પડે તથા ઘરના તથા પરિવારની તબિયત એમના રોગ ના સંદર્ભમાં જે વસ્તુઓ એમને ખાવા પર પ્રતિબંધ હોય અથવા તો ઓછી ખાવાની હોય એનું પ્રમાણ ઓછું રાખવાનું હોય અથવા એની બનાવવાની પદ્ધતિમાં કુછ કંઈક ખાસ ધ્યાન રાખવાનું હોય ખ્યાલ રાખવાનો હોય એમના માટે ખાસ વૈધરાજે અથવા ડોક્ટરોએ અથવા કુદરતી ઉપચારની દૃષ્ટિએ પ્રતિબંધ હોય એવી વસ્તુઓ અને એવી વાનગીઓ હું ઘરે ભોજન બનાવતી વખતે અથવા રસોઈ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખું છું જેમા નાના બચ્ચાઓથી માંડીને જુવાન યુવાન છોકરા છોકરીઓ તથા ઘરના વૃદ્ધ વડીલો ને પણ ધ્યાનમાં રાખીને એમના રોગ અને તંદુરસ્તી અને ધ્યાનમાં રાખીને તથા તેમનું બધાનું શરીર નીરોગી અને તંદુરસ્ત રહે તેના માટે હું ખાસ ઘરમાં અમુક વસ્તુઓ લાવવા માટે પ્રતિબંધ રાખું છું અને એ પ્રતિબંધિત વસ્તુઓમાંથી બીજી ઘરમાં નવી વસ્તુઓ બનાવવા માટે પણ પ્રતિબંધ રાખું છું જેવી રીતે કે મેગી હું ઘરમાં મારા ઘરમાં લાવવા પર પ્રતિબંધ છે અને એવી ઘણી વસ્તુઓ લાવીને તેમાંથી વાનગી બનાવવી એમાંથી ભોજન બનાવવું તેના પર પણ પ્રતિબંધ મેં રાખ્યો છે